હું સાર્ક ટેન્ક શોથી મને ખૂબ સારું શીખવા મળે છે એ સાર્ક ટેન્ક શો એ બહુ ખૂબ સરસ શો છે એમાં તમને ખૂબ સારી સારી બાબતો શીખવા મળે છે એ તમને ખૂબ સારી સારી બાબતો શીખવાડે છે અમે તેનાથી હું તેનાથી વેપાર કરવાનું પણ થોડું મને જ્ઞાન મળ્યું છે તેનાથી મને મારા જીવનમાં કેટલાક કેટલીક બાબતો હું અસરમાં પણ લીધી છે સાર્ક ટેન્કથી મારાં જીવનમાં ઘણા બધા ફેરફારો આવે છે સાર્કેન્ક સાર્ક ટેન્ક શોથી મારા વેપારમાં પણ ઘણા બધા ફેરફારો આવ્યા છે